આજના જમાનામાં કે પહેલાના જમાનામાં જો સ્વાસ્થ વિશેની વાત કરીએ તો સ્વાસ્થ્ય બે પ્રકારના હોય છે શારીરિક અને માનસિક માનસિક સ્વાસ્થ્યમાં કે માણસને માનસિક સંતુલન થોડુંક બગડેલું હોય છે કે કે કંઈક એવી પોતાના જીવનમાં એવી ઘટના બનેલી હોય છે કે જેનાથી તે ડિપ્રેશનમાં વયો જાય અથવા તેને માનસિક તણાવમાં આવે અને અમુક અંધ શ્રદ્ધાળુ એવા માણસો હોય છે કે જેની એની એવી હાલત જોઈ અને એને એવું એવું કેવા માંડે કે આને ભૂત વળગેલું છે કે આને કંઈ માતાજી વળગી ગયેલી છે કે એવું કંઈ અને એને આવી આવી બધી વાતો સંભળાવી સંભળાવી હેરાન કરી કરી અને એનું મેન્ટલી વધુ ડિસ્ટર્બ કરી દે છે તો માનસિક તણાવમાં તેને એવા એવી જગ્યાઓથી દૂર રાખવી જોઈએ એ એમના પરિવારજનોની રિસપોન્સબલિટી છે કે એને આ મોટીવેટ કરવું અને એને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવું હવે આપણે શારીરિક સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ તો અંધશ્રદ્ધાઓના ઘણે ઘણા બધા લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે અને અત્યારે પણ બગડે જ છે અને પહેલાના જમાનામાં બી બગડેલું જ હતું અત્યારે તો હવે લોકો થોડા એજ્યુકેટ થઈ ગેલા છે એટલે એ લોકો હોસ્પિટલ તરફ જાય છે પણ જે અમુક અંધશ્રદ્ધાળુ લોકો છે એના તો એવા ઘણા બધા ઉદાહરણો છે જેવા કે અમુક અંધશ્રદ્ધાળુના બાળકો કે પરિવાર જનો જ્યારે બીમાર પડે છે ત્યારે તેઓ કોઈ જ્યોતિષી કે કોઈ એનું અમુક સાધુ બાબા પાસે લઈ જાય છે અને એ સાધુ બાબા કે કોઈ જ્યોતિષી કે અમુક એવી જગ્યા કે જ્યાં તે લોકો ખાલી દોરા ધારા દોરા ધાગા બાંધીને મંત્રો બોલીને વિભૂતિ લગાડી અને એવા કંકુ બંકું લગાડી અને એવી રીતના ટ્રીટમેન્ટ કરે છે અને એવી રીતના એ પરિવારજનો કે એ જે અંધશ્રદ્ધાળુ છે એની એવી મેન્ટાલીટી કરી દે છે કે તમારું બાળક કે તમારો પરિવારજન આ ટ્રીટમેન્ટથી સારા થઈ જ જશે આવી રીતના એક વિશ્વાસ બાંધી દે છે અને આ અંધશ્રદ્ધાળુ લોકો એટલા રીતે મેન્ટલી એ લોકોની સાથે થઈ ગયા હોય છે કે એમને એની બધી જ વાતને બધી જ પ્રક્રિયાઓ સારી લાગે પણ એવું નથી હોતું એમને હોસ્પિટલ લઈ જાવા અને પ્રોપર ટ્રીટમેન્ટ આવી ટ્રીટમેન્ટ આપવી ખૂબ જ જરૂરી છે અને જ અમુક લોકો એવા હોય છે સમજદાર કે કોઈ બાળક કે કોઈ પરિવારજન બીમાર પળ્યો હોય તો તેને શું ખવડાવવું કેવી રીતના તેનું ધ્યાન રાખવું એ બધી જ વસ્તુ એ બધી જ વસ્તુનો એ લોકો ધ્યાન રાખે અને એને પ્રોપર સારવાર કરે તો એ પરિવારજન કે બાળક સારું થઈ જાય છે પણ અત્યાર અત્યારે હું કેવા અંધશ્રદ્ધાળુ છે કે જે લોકો હોસ્પિટલ જતા જ નથી જ્યારે માણસને એ ક્રિટિકલ કંડિસન આવી જાય છે જ્યારે માણસ એકદમ સાદી ભાષામાં કહું તો મરવા પડે ત્યારે એને હોસ્પિટલ લઈ જાય છે તો આવું કરવામાં ન આવું ન કરવું જોઈએ અને એને પહેલા જ અગર થોળુ ઘણું એવું ઈન્ફેકશન વાયરલ કે કંઈ તાવ કે આવ્યો હોય તો તેને હોસ્પિટલ બતાવું જોઈએ અને એલોપેથી દવા અત્યારે આવી ગઈ છે એના ઊપર વધુ મહત્વ આપી અને એ કરવું જોઈએ ના કે આ અંધશ્રદ્ધામાં આવી અને આવી બધી વસ્તુ કરવી જોઈ અંધશ્રદ્ધામાં લોકો આવે છે કે અત્યારે ઘણા બધા એવા તહેવારો આવે છે આ શ્રાવણ મહીનો કે તેમાં એ લોકો વ્રત રાખે છે ઉપવાસ રાખે છે મહીનો મહીનો આખા મહીનો મહીનો એ લોકો ઉપવાસ રાખે છે અમુક લોકો તો એકદમ નિર્જળા એટલે કે સાવ પાણીય નથી પિતા એવા વ્રત રાખે છે તો એના પાછળ એક મંદિર અને શ્રદ્ધાનું એક તો છે જ પણ એના પાછળ એક સાઇન્ટિફિક રિઝન પણ ઘણા બધા છે કે કે સિઝન વાઇઝ કેટલું ખાવું જોઈએ શરીરને કેટલી નીડ છે એના પ્રમાણે કેટલું ખાવું જ એના માટે ભી આ વ્રતને એવું બધું છે પણ અમુક અંધશ્રદ્ધાળુ છે એ એવું જ માંને છે કે એ લોકો એવું શ્રદ્ધામાં આવીને નઈ પણ અંધશ્રદ્ધામાં આવીને કરે છે કે અમુક વાર ઉપવાસ કે અગર હું આવું કંઇ નહીં કરું તો મને મારો ભગવાન કંઈ મોટી સજા આપશે કે ભગવાનથી બી છે અને બી વિના આવી અભણતા જેવી બાબતો કે વસ્તુઓ કે પ્રક્રિયાઓ કરી દે છે એવું ન કરતાં એને વધુ જાણકાર થાય એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને પહેલા કરતાં તો હવે સ્વાસ્થ્યમાં ઘણું બધું જાગૃતિ આવી ગઈ છે કારણ કે પહેલાના જમાનામાં આટલું એજ્યુકેશનની હતું ન શાળાઓ બનેલી હતી ન હોસ્પિટલોની વ્યવસ્થા હતી પણ એ જમાનામાં જમવાનું ખોરાક જમીન હવા પ્રદૂષણ રહિત હતું અને અત્યારે આટલી ઇન્ડસ્ટ્રીઓ આવી ગઈ છે આટલી નદીઓ ખરાબ થઈ ગઈ છે હવા હવા નથી રહી અને આ બધાના લીધે પણ ઘણું બધું સ્વાસ્થ્યમાં અસર પડે છે એના કારણે પણ લોકો વધારે બીમાર પળે છે તો આપણે સ્વાસ્થ્યને આપળે આજુ બાજુના જીવનમાં સફાઈ રાખીને પણ આપળા સ્વાસ્થ્યને સારું રાખી શકીએ છીએ જો આજુ બાજુમાં સફાઈજ નહીં રહે તો આપણું આપળુ શરીર બગડી શકે છે અને આવી રીતના બીમાર લોકો પડી શકે છે અંધશ્રદ્ધામાંને હું મારી જ મારી જ એક કહાની કહું તો મારા જ ફેમેલી મેમ્બર્સમાં એવી એક ઘટના બનેલી છે કે એ લોકો બહુ જ એવો અન્ધશ્રદ્ધામાં માનતા હતા એ લોકો હજુ બી અંધશ્રદ્ધામાં માને છે અને જે બેન હતા એને ખાવામાં બહુ પ્રોબ્લ્મ પડતી હતી એને સખત ગળામાં દુખતું રેતું હતું એમને પાણી ગળવામાં પણ પ્રોબ્લ્મ પડતી હતી તો એ લોકો હોસ્પિટલ ગયા અને ત્યારે એને એવી કંઈ ખબર નહોતી કે આ કંઈ મોટી બીમારી હશે એ લોકોને દવા આપી એ દવાથી એને થોડોક ટાઈમ સારું થઈ ગયું પછી એ લોકોને એ બેનને હજુ એવી તકલીફ થવા લાગી કે એને જેવી પહેલા હતી એનાથી થોડી વધારે થવા લાગી કે એને ગળામાં ગળામાં દુખવાનું ખૂબ જ વધારે થઈ ગયું તો એ પાણી બી ગળી ન શકતા અને જે નોર્મલ જમવાનું હોય એ જમી જ ન શકતા એને એકદમ પ્રવાહી પર રાખી પ્રવાહી પર આવી ગયા હતા તો ત્યારે એ લોકો જ્યારે પેલી વાર હોસ્પિટલ ગયા હતા તો પણ એ લોકોને એને એવું થયું કે અમે પહેલીવાર હોસ્પિટલ ગયા તો પણ એને પાછું વધારે થયું તો એ લોકો પછી એમના જે જ્યોતિષને એ માને છે જે સાધુ બાબાને માને છે એમની પાસે ગયા અને એમની પાસે ગયા એમના પગના અંગૂઠામાં દોરા બાંધી દિધા આંગળીઓમાં દોરા બાંધી દિધા હાથમાં દોરા બાંધી દિધા અને એવું કાંઈ એવું ટોટકા કે કંઈ કર્યું અને એ લોકો આવી ગયા ઘરે તો હવે માણસ જો માણસને ફિઝિકલ કંઈ બીમારી હોય તો અગર એ મેન્ટલી પ્રિપેર હોય તો એને ફિઝિકલ બીમારી થોડી ઘણી ઓછી થઈ જાય તો એ લોકોને એવો વિશ્વાસ જ બાંધી દિધેલો છે કે આનાથી તમને સારું થઈ જ જાશે તો એ બેનને થોડું થોડું સારું થયું પણ એતો એના મેન્ટલી એ પ્રિપર હતા એટલા માટે સારું થયું ના કે એ ટ્રીટમેન્ટથી એ સારા થયા કારણ કે એ ટ્રીટમેન્ટમાં ન તો દવા હતી ના બીજું કંઈ હતું એમણે એની કંઈ જડીબુટી આપેલી એ ખાધી અને એતો ઓબીઅસ છે કે પહેલાના જમાનામાં તો જળીબુટીઓથી અને એવી કંઈ ઔષધિઓ આવતી એનાથી જ સારા થતાં એટલે એ કંઈ ઔષધિ આપી અને એનાથી એને થોળુ ઘણું સારું થઈ ગયું પણ એ પરમનન્ટ ટ્રીટમેન્ટ નહોતી એ ખાલી ટેમ્પરરી ટ્રીટમેન્ટ હતી અને એ ટેમ્પરરી ટ્રીટમેન્ટથી કંઇ પણ સારું નથી થઈ શકતું તો એમના આ ગળામાં દુખવાનું એમનું થાયરોડનું કેન્સર બની ગયું અને એ કેન્સર થર્ડ સ્ટેજ પર પહોંંચી ગયું જ્યારે એ કેન્સર થર્ડ સ્ટેજ પર પહોચી ગયું ત્યારે એ ભાઈને એમના ભાઈ બેન અને એમના ઘણા બધા રિલેટિવ્સે ઘણી બધી સલાહ આપી ઘણું સમજાવ્યું કે તમે હોસ્પિટલ લઈ જાઓ એમને તો પણ એ એમને હોસ્પિટલથી ખબર નહીં વિશ્વાસ ઊડી ગયો હશે કે ખબર નહીં તો એ હોસ્પિટલ લઈ જ ન ગયા એ પાછા એમને એ સાધુ સંત પાસે લઈ ગયા અને એમાને એમાં જ એ બેનની ડેથ થઈ ગઈ છે અને એ અંધશ્રદ્ધાની પાછળ અમે અમારા ઘરનું એક સદસ્ય ગુમાવ્યું અને એ ભાઈ હજુ એમના વાઈફને ગુમાવ્યા તો પણ અંધશ્રદ્ધામાંથી બાર નીકળ્યા નથી અને એમનું ઘરનો માહોલ અત્યારે કહી શકાય તો સારું નથી આટલું જોવે તેટલું તો અંધશ્રદ્ધામાં માણસો ઘણા બધા એમનું સ્વાસ્થ્ય બગાડતા હોય છે તો અંધશ્રદ્ધામાંથી બહાર નિકળી અને હોસ્પિટલના રસ્તામાં જાઓ તોતે સારું રહેશે અંધશ્રદ્ધા કરતાં શ્રદ્ધા રાખવી સારી છે અંધશ્રદ્ધા રાખવી જરા બી સારી નથી અંધશ્રદ્ધાળુ માણસોથી જેટલા દૂર રહો એટલું જ સારું છે અને અંધશ્રદ્ધાઓ અંધશ્રદ્ધા માણસોને અત્યારે કંઈ સમજાવું પણ વેલીડ નથી એ લોકો એમની જે વિચાર ધારણા એમનાથી બહાર નીકળવા જ નથી માંગતા એમના જે સાધુ સંતો છે એમના જે જ્યોતિષી છે એમને એના ઉપર એક એવો વિશ્વાસ બેસાડી દીધો છે કે જેનાથી એ બહાર આવી જ નથી શકતા તો આપણે જેનાથી દૂર રહેવું જોએ અને આપણાથી જેટલું થાય એટલું એમને સમજાવી શકીએ તો સમજાવું જરૂરી છે તો અંધશ્રદ્ધા ના લીધે ઘણા બધા લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું છે તો એમાંના આ ઘણા બધા ઉદાહરણો છે પછી પહેલા કરતાં હવે તો સ્વાસ્થ્યમાં વધુ જાગૃતિ આવી છે પણ જો હજુ વધારે જાગૃતિ લાવવી હોય તો આપણે જે નદીઓ ખરાબ કરે છે જે ઝાડ કાપી નાખીએ છીએ જે એર પલયુસન કરીએ છીએ એને ઘટાડવા માટેના ઘણા બધા એવા અભિયાનો છે કે એવા યુનિયન્સ છે એવા સંગઠનો છે એને એમાં પ્રોત્સાહન આપવું જોઈએ આપણું અને એમાં આપળી આપણાથી જેટલું થાય એટલું કોનટ્રીબ્યુટ કરવું જોઈએ તો સ્વાસ્થ્ય આવી રીતના પણ આપણે સારું કરી શકીએ ફિઝિકલ અને મેન્ટલી મેન્ટલી સ્વાસ્થ્ય માટે આપણે મેડિટેશન કરવું જોઈએ અને રોજ સવારે યોગા કરવા જોઈએ પ્રેયર્સ કરવી જોઈએ સાંજના પ્રેયર્સ કરવી જોઈએ અને એવા શાંત વાતાવરણમાં બેઠી અને આપણું ફેવરેટ મ્યુઝિક સાંભળવું જોઈએ જો આપણે ક્યારે ઓવર થિંકિંગ થાય તો આપ જે ફેવરેટ કામ હોય એ કરીએ તો એનાથી આપણે આપણું મેન્ટલી સ્ટેબલ રહી શકીએ અને મેન્ટલી સ્ટ્રોંગ થઈ શકીએ અને ફિઝિકલી સ્ટ્રોંગ થવા માટે અત્યારના સમયમાં જેમ જીમનો ક્રેઝ છે એકે એ એક્સસઈજ કરવી જીમ કરવું અત્યારે બોઈઝમાં કે ગર્લ્સમાં બધામાં એવો ક્રેઝ આવી ગયો છે કે ટ્રેન્ડિંગમાં જીમ ચાલુ કરે છે તો એ એમનું પોતાનું ફિઝિકલ ગ્રોથ કરે છે અને ફિઝિકલી એ લોકો ફિટ રહેવા માટે એવું બધું કરે છે અને જમવામાં પણ ફાસ્ટ ફૂડને દૂર રાખી અને ઘરનું લીલા શાકભાજી અને ઘરનું ખાવાનું ખાવાથી આપણે આપણી ફિઝિકલ હેલ્થને પણ સારી રાખી શકીએ છીએ અને અંધશ્રદ્ધામાં આવી અને આપણા સ્વાસ્થ્યને બગાડવું ન જોઈએ થેન્ક યુ